હા નમસ્કાર મને એક ઓનલાઈન રેફરન્સ ઓનલાઈન યોગા માટે અમે એક રેફરન્સ માટે આવેલું હતું તો હું થોડોક ઈન્ટરેસ્ટેડ છું યોગા શીખવા માટે તો થોડોક બેઝિક મારે ફન્ડામેન્ટલ તમારું જાણવું હતું કે આ કઈ રીતના હોય છે સ્કીમ ને એ બધું અ એકચ્યુલી મારે સવારે તો કોલેજ ચાલુ હોય છે તો હું આફ્ટરનૂન સેસનમા જોઈન્ટ થઈ શકું બીજું સર ક્વેરી ઈ હતી કે ઓનલાઈનમાં પછી કેટલુંક ઈફેક્ટિવ કેટલુંક હોય છે કારણકે યોગા તો બેઝિકલી ફિઝીકલ પ્રૅક્ટિસ હોય છે તો મારે એ જાણવુંતું કે ઓનલાઈન આમ કેટલું ઈફેક્ટિવ કેટલું છે તમારા કોઈ અત્યારે કરંટ બૅન્ચમાં સ્ટુડન્ટ કે એવું કાઇ હોય તો થોડું જણાવશો ઑ ઓકે સર વાંધો નઈ હુ લેબમાં જઉ છું અને હશે તો કઈ તમને જણાવું છું ઓકે થેન્કયુ સો મચ સર